અમારા આસપાસના વિસ્તારમાં માઉન્ટ આબુ કરીને જગ્યા છે ત્યાં અમે અમારા પરિવાર અને બાળકો સાથે જઈને એક બે દિવસની રજા માણી શકીએ છીએ ત્યાંનું વાતાવરણ અમદાવાદ કરતાં બહુ વધારે ઠંડુ હોય છે એટલે ત્યાં ફરવામાં ને આ શહેર ફરવામાં ને આવવા જાવામાં બહુ મજા આવે છે વાતાવરણ ત્યાંનું ત્યાંનું ટેમ્પરેચર શિયાળાના ટાઈમમાં લગભગ સાત આઠ ડિગ્રી જેટલું હોય છે અને અમુક ટાઈમે તો થીજી પણ જાય છે તો ત્યાં ખાવાની અને રહેવાની બહુ મજા આવે છે ઘણા બધા ટાઈમે અમે લોકો ત્યાં અમારા પરિવાર સાથે વેકેશન માણવા જઈએ છીએ અને એક કે બે નાઈટ બે રાત્રિ ત્યાં રોકાણ કરીને અને પછી પાછા અમદાવાદ પાછા આવી જઈએ છીએ ત્યાં નકી લેક ઉપર બોટિંગ કરવાની બહુ મજા આવે છે અને અમુક ટાઈમે એ શિયાળાના ટાઈમમાં થીજી જાય છે એ થીજેલી જોવામાં પણ બહુ એ મજા આવે છે એના સિવાય માઉન્ટથી એના સિવાય આબુ રોડથી માઉન્ટ આબુ ઉપર જવા માટે જે એના રસ્તા આડા ટેઢા પ્રકારના રસ્તા છે એ રસ્તા પર ગાડી ચલાવવાની બહુ મજા આવે છે બીજું વરસાદના ટાઈમમાં અહીંનું વાતાવરણ બહુ જ ખૂબ જ સુંદર હોય છે પહાડીઓ અને પર્વતો વાદળામાં ઘેરાઈ જાય છે અને જ્યારે વરસાદ થતું હોય ત્યારે એ ટાઈમે ત્યાં આ વાતાવરણ બહુ મસ્ત થઈ જાય છે અને ત્યાં સમય પસાર કરવામાં બહુ મજા આવે છે